ગુજરાતમાં મુસાફરો ગાઈ શકે અને સંગીત માણી શકે તેવા લોકપ્રિય કેરીઓકે બાર અને ગાવાનાં સ્થળો ઘણાં છે જેવી રીતના હાઉસ ઓફ મ્યુઝીક કાફે પિઆનો ગુડ્ડુભાઈ કારખાના અને હવે તો નાનાં મોટાં રેસ્ટોરન્ટ અને બાર અને કોફી કૅફે બી એવી સુવિધાઓ ઉપલબ્ધ કરે છે કે માઈક અને સ્પીકર હોય અને એમાં તમારે કોઈને ગાવું હોય તમે ગાઈ શકો છો સુરતમાં તો ઘણાં બધા રેસ્ટોરન્ટ આ સુવિધા આપે છે અને એટલું જ નહીં મુસાફરો માટે તો કોઈપણ શહેરમાં ગુજરાતના તમે ઓનલાઈન જોઈ શકો છો કે નાનાં નાનાં સંગઠન છે જેમાં લોકો રોજબરોજ રોજબરોજ ગીતો ગાય છે અને એ બહારનાં લોકોને પણ સ્વીકારે છે તો મુસાફરો માટે ઘણાં બધા ઘણાં બધા ઓપ્શન્સ છે કે એમને ચૂનવું હોય એ ચૂની શકે છે અને